હલો મને તમારા રેસ્ટોરન્ટમાંથી કાલે ખોરાક મળ્યો હતો કે જે ખૂબ જ ગંદો મતલબ કે કહેવાયને એક જોઈને પણ એને એવું લાગે કે આ વાસી છે જોઈને જ ખબર પડી જતી હતી એના ખૂબ જ ખરાબ સ્મેલ આવતી હતી તો એના માટે મેં ફરિયાદ કરવા માટે તમને ફોન કર્યો છે તો એનું મને જે હોય એ સારું તમારા તરફથી સારો એનો ફિડબેક મળે અને સારું એવું મને એનું રિફંડ પણ ફરી જોઈએ છે કેમકે મેં એ ખોરાકને યુસ કર્યો નથી તો હું તમને એ વિનંતી કરીશ કે તમે એ મારા પૈસાને રિફંડ કરી દો